બસ આનંદ મંગલ હોં તમે કેમ છો તબિયત પાણી સારાં ને

સારું કર્યું ને ના ના ભણે જ છે અમારા માટે ગૌરવ છે તમારો સન ભણે છે એ શાળા માટે

આ આપણે ગઈ વખતે જયારે એન્યુઅલ પોગરામ હતો ને આપણી એનજીઓ સ્કૂલનો ત્યારે એણે બહુ સારું પરફોમન્સ આપ્યું હતું એણે હા

પછી આપણે સ્કૂલ લેવલે એ રીતે સંગીતના ટીચર્સ સ્કૂલ લેવલે જે સંગીત ટીચર રાખીએ છીએ ને આપણે એના દ્વારા પણ એને સ્પેશલ કોર્સ કરાવીએ છીએ આપણે એને જુદા જુદા રાગો છે સંગીતના મલ્હાર રાગ છે દીપક રાગ છે એવા બધા રાગોની પણ એને આ આ આપણે એને ટ્રેનિંગ અપાવેલી છે અને અમારું તો એવું ધ્યેય છે કે નેશનલ લેવલે એ ચમકે અત્યારના જે સિતારાઓની જેમ સંગીત ક્ષેત્રે હં હં

આપણે છે ને

સર તમને જાણ હશે જ તે આપણે કલા ઉત્સવ હતો હમણાં થોડા સમય પહેલાં જ તે કલા ઉત્સવમાં પણ એણે બહુ સારું પરફોમન્સ આપ્યું હતું તાલુકા લેવલે પણ અને જિલ્લા લેવલે પણ એનો ડંકો આપણાં તાલુકાનો ગામનો અને સ્કૂલનો વગાડેલો છે એણે બરોબર એટલે આપણા પ્રયત્નો તો એવાં જ છે કે એમાં પણ ભણવામાં પણ બહુ ખૂબ હોંશિયાર છે છોકરો એમ થાય કે સાયન્ટિસ્ટ બનશે ભવિષ્યમાં અત્યારથી એમને એવું જો આમાં હું એકનું ઓબ્ઝર્વેશન એવું નથી અમારો તમામ સ્ટાફ એમ કહે કે આ બાળકની વાત ના થાય એમ એને બધી ક્ષેત્રની અંદર એટલું જ્ઞાન છે છોકરા પાસે બહુ સાયન્સમાં ના ચોક્કસ

તમને પણ એ બીજી વાત કહી દઉં

ધ્યાનમાં જ છે આ

તમને હું એ ચોક્કસ ચોક્કસ આપણે અહીં આગળ મોટા એક કલાકાર છે હકાભાઈ એની સાથે પણ મારે વાત થઈ હતી કે આ બાળકને ખરેખર પ્લેટફોર્મ આપવા જેવું છે એમણે પોઝિટિવ હકારાત્મક અભિગમ અપનાવીને કે ગમે ત્યારે પોગ્રામ આપણા એરિયામાં હશે ત્યારે એને પ્રેઝન્ટ કરીશું અને એની કલાનો લોકોને પરિચય કરાવીશું સંગીત કલાનો એટલે આપણે પ્રયત્નમાં જ છીએ એવા કે બાળકને પ્લે અ પ્લેટફોર્મ મળે બરાબર બીજું કોઈ સૂચન હોય અમારા તરફથી તો કહો અમારા તરફથી કોઇપણ જો કે હમણાં જ ચંદ્રયાનનું લોન્ચિંગ જયારે હતું ત્યારે એ છોકરાએ તો એણે પહેલાં કહી દીધું હતું કે આ ચંદ્રયાન આપણું આ વખતે સકસેસ જ જશે મને એટલો વિશ્વાસ છે અટલે એને વિજ્ઞાનમાં પણ ઘણી રૂચિ છે અને બધી રીતે બહુ હોશિયાર છે છોકરો તમારો એના વિશે એણે સ્પીચ પણ આપી હતી ત્યારે સરસ મજાની બરાબર એટલે મારા સ્કૂલ માટે તો ગૌરવ છે જ તે પણ આપણાં દેશનું પણ ગૌરવ બને એવા પ્રયત્નો અમે કરીએ છીે તમે પણ જાગૃત છો અને કરો છો એટલા માટે અમારા માટે ગૌરવની વાત છે